ગુજરાતમાં મનોરંજનના મૂલ્ય જાળવી રાખવા માટે ઘણા તહેવારો ઉજવવામાં આવે છે જેમાં મુખ્યત્વે ગુજરાતની ઓળખ એવી નવરાત્રી છે નવરાત્રીના નવ દિવસ અને દશેરા એમ દસ દિવસ લોકો ઉજવે છે અલગ અલગ શહેર છે તો શહેરની અંદર નવરાત્રી ઉજવાય છે ગામડાઓ છે સોસાયટીઓ છે એમાં એ લેવલે ગામડામાં જુના સાંસ્કૃતિક રીતે ટ્રેડિશનલ નવરાત્રીઓ ઉજવાય છે સીટીની અંદર વેસ્ટર્ન સ્ટાઇલની અંદર નવરાત્રીઓ ઉજવાતી હોય છેક દસ દિવસ લોકો એને ખૂબ જ હરખથી ઉજવતાં હોય છે એ ઉપરાંત જન્માષ્ટમી અને જ શ્રાવણ મહિનામાં મેળાઓ ગુજરાતની અંદર બહુ વધારે હોય છે એની અંદર સૌથી સુરેન્દ્રનગર પંથકનો તરણેતરનો મેળો પોરબંદરનો મેળો એવા જે નેશનલ લેવલે પણ જેની ઓળખાણ છે એ મેળાઓ હોય છે એ ઉપરાંત જ્યાં નાના સીટી અથવા તો ગામડાની આજુબાજુના જે મંદિરો હોય છે ત્યાં મંદિરોની આસપાસ શ્રાવણ મહિનામાં નાના નાના મેળાઓ થતાં હોય છે એ ઉપરાંત ઉત્તરાયણ છે એ લોકો ખૂબ ઉજવતા હોય છે ઉત્તરાયણની અંદર લોકો પતંગ ચગાવે છે અને જે ગુજરાતની જે સ્વીટ ડીસીશો છે અમુક એ તે દિવસે ખાવાનું તે પસંદ કરતા હોય છે એટલે આવી રીતે સંસ્કૃતિને જાળવી રાખવા માટેના તહેવારો ગુજરાતમાં ઉજવાય છે એની સાથે જ રમતગમતના પણ કાર્યક્રમો થતાં હોય છે કબડ્ડી છે કે એવી નાની સ્મોલ ટાઉન કે સીટી લેવલે એની કોમ્પિટિશનો થતી હોય છે અને ક્રિકેટ છે જે યુથને વધારે આકર્ષિત કરે છે તો ક્રિકેટની ટુર્નામેન્ટો પણ નાના ગામડાથી લઈ અને મોટા શહેરો સુધી થતી હોય છે